ભારતીય અર્થતંત્રમાં અત્યારે એટલે પચાસ છેલ્લાં પચાસ વરસોથી ચાલીસ વરસોથી ખૂબ જ સુધાર સુધારો જોવા મળ્યો છે જેમ કે હાલનાં વર્ષોમાં આપણા દેશનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં જોવા મળે છે અને આ વિકાસમાં મુખ્ મુખ્ય ઉદ્યોગો ફાળો એક ખેતી છે ઈન્ટરનેટ છે બરોબર ઈન્ટરનેટ બેન્કિંગ છે ડિજિટલ પેમેન્ટ છે યુપીઆઈ પેમેન્ટ છે પેમેન્ટના પણ ઘણા બધા એપ્લિકેશન છે યુપીઆઈ છે ડિજિટલ થઈ ગયું શોટ પ્રમાણમાં આપણને ડિજિટલ થઈ ગયું છે જેમ કે આપડે અહીંયાં ઇન્ડિયામાં રહીને અમેરિકામાં પેમેન્ટ કરી શકીએ છીએ વ્યવહાર પૈસાનો વ્યવહાર કરી શકીએ છીએ બેન્કિંગ દ્વારા ડિજિટલ દ્વારા જેવું કે ભારતીય અર્થતંત્રમાં પહેલાં આટલી બધી ટેક્નોલોજી આપણને જોવા મળતી નહોતી અને અત્યારના છેલ્લા પાંચ વરસોથી પાંચ વરસથી ભારતીય અર્થતંત્રમાં આપણને ડિજિટલ રીતે પેમેન્ટ અને આ બધું નાણાકીય ક્ષેત્રને મદદ કરતી બેંકો છે યુપીઆઈ છે પેમેન્ટ છે ડિજિટલ રીતે બધું જોવા મળે છે આ મારો એક અભિપ્રાય છે